મેં ચિત્રકલા સુધારવામાં મદદ મને ઓનલાઈન મેં મહેંદી કોર્ષ કર્યો છે એટલે મહેંદી મૂકવી ગમે છે તો મહેંદીની ડિઝાઇન એમાંથી જોઈને શીખી છું